રસોડામાં વીજળીક ઉપકરણો અને તેનું મહત્ત્વ મિક્સર વિવિધ સામગ્રી ભેગી કરવામાં મદદ કરે છે જેમકે બેટર ચટણી અને લસણ મરચાંનો પેસ્ટ ગ્રાઈન્ડર મસાલા પીસવા અને નારિયેળ કસવા જેવાં કઠિણ કાર્યો સળળતાથી કરી શકાય છે ગેસ સિલિન્ડર રાંધણના કામને ઝડપી અને અસરકારક બનાવે છે જેને કારણે પરંપરાગત મિટી અને ચૂલાથી ઓછી મહેનત લાગે છે અવન બેકિંગ ગ્રીલિંગ અને ગરમ કરવા માટે અત્યંત ઉપયોગી છે જે પરંપરાગત કૂકિંગથી અલગ અનુભવ આવે છે આજના ઉપકરણો રસોઈને સરળ ઝડપભર્યું અને મજેદાર બનાવે છે જેનો અનુભવ જૂના જમાનાની મહેનતવાળી પદ્ધતિઓથી ખૂબ જ અલગ છે